જુદી જુદી મોસમ પર માનો કે ચોમાસાની ઋતુ છે તો તેના આધારે છોડ કે જેમ કે કરણ છે જાસુદ છે ફૂલ છોડ નાના મોટા આપણે બારમાસી એવા જુદા જુદા છોડવાઓનું બહું ધ્યાન રાખવું પડે છે વાવ જ્યારે એને છોડવાઓ રોપીએ ત્યારે કે ભાઈ એ મોસમમાં એના પાંદડા પર અતિશય વરસાદ પડે એના છોડ ઉપર વરસાદ પડે તો છોડ ભાંગી ન જાય અને એની માવજત કરવી પડે છે બીજું કે જેમ કે ઉનાળાની મોસમ છે તો ઉનાળામાં દરેક છોડને ખામણા કરી એમાં એની એ છોડવામાં ખોદકામ કરવું પડે એમાં નીંદણ હોય તો કાઢી નાખવું પડે એનું ખોદકામ કરી એમાં થોડુંક છાણીયું ખાતર મીલાવી અને એને સવાર સાંજ બે ટાઈમ ભરપૂર પાણી આપવું પડે છે એને ફૂલો પર કે માનો કે કોઈક છોડ એવો છે કે જેને અતિશય ગરમીથી છોડનું જે એનું ઉત્પન્ન થતો હોય એ છોડની માવજત કરવા માટે એના પર છાંયો પર કરવો પડતો હોય છે હવે શિયાળાની ઋતુમાં ન ઠંડ ઠંડી એટલે એમાં ગરમી જેવું હોય નહીં પછી એટલે એના છોડ માટે અમુક ફૂલછોડ છે અમુક ઝાડ છે કે જેની માવજત ઘણી ઓછી કરવી પડે કે શિયાળાની ઋતુમાં એને સવારમાં ઠાર પડે એટલે એના ભેજના લીધે એને સારું એવું પોષણ મળી રહેતું હોય છે અને એના કારણે વ્યવસ્થિત રીતે છોડનો ઉછેર થાય છે એને પાણી પણ શિયાળામાં ઓછું પાવું પડે દરેક છોડને અને એની માવજત સારી રીતે થઈ શકે છે